અમારા અહીંયા એક ધરમપુરમાં એક વિશ્વંભરીનું મંદિર છે એનું નામ એને રાબડા એવું પણ કહેવાય છે અને ત્યાંનો રિવાજ એવો છે કે ત્યાં લેડિસ છોકરી કે કોઈ બી નાનું બાળક પણ હોય એને માથે ઓઢણી લઈને જ જવાનું હોય છે માથું મતલબમાં ઢાંકીને જવાનું હોય છે અને એ મંદિર બનાવવા પાછળ જેણે પણ એ મંદિર બનાવ્યું છું એને સપનો આવ્યો હતો એટલે એટલે એણે એ મંદિર બનાવ્યું હતું અને એ જે જેણે બનાવ્યું હતું એ આરતીના ટાઈમે ત્યાં આંખ બંધ કરીને વચ્ચે જ્યાં અલગ લાઇન હોય છે એક જેન્ટ્સની લાઇન હોય છે એક લેડિઝની લાઇન હોય છે ત્યાં એના વચ્ચેથી આંખ બંધ કરીને ત્યાં આવીને એક હિંચકો બનાવે છે ત્યાં એ બેસે છે અને પછી એ ત્યાંની એ પોતે ત્યાં આરતી કરે છે